રસોઇ બનાવતી વખતે અલગ અલગ ટાઇપનાં મરચાં ઘણાં બધાં અલગ અલગ ટાઇપનાં લસણ અલગ અલગ ટાઇપનાં મ મરચાં મસાલાનો ઉપયોગ કરીએ છીએ અને એટલા માટે કરીએ છીએ કે જમવાનું વધુ સ્વાદિષ્ટ બને અને જમવાનું સારું બને કેમ કે અમારા ઘરે અમુક વખત મહેમાન આવ્યાં હોય અને એમનાં માટે અલગ અલગ સ્વાદિષ્ટ અમે ભોજન વ્યંજનો બનાવતા હોઇએ છીએ એનાં અંદર અમે અલગ અલગ ટાઇપનાં મરચાં મસાલા અને અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરતા હોઇએ છે એના સિવાય અમે વાસણોની અંદર અ તપેલી યા પછી કૂકર યા પછી તવી તવો યા પછી કઢાઇ એવી વસ્તુઓ અમે ઉપયોગ કરતા હોઇએ છે કેમ કે અમૂક વખત એ વસ્તુને વઘારવા માટે જેને કહેવાય કે એક્ઝામ્પલ ફોર અમે અ ખીચડી બનાવતાં હોઇએ તો ખીચડીને વઘારવા માટે યા પછી ચોખાને ઉકાળવા માટે અમે કૂકરનો યૂઝ કરતા હોઇએ છે એટલે અમે અલગ અલગ ટાઇપનાં વાસણોનો અં જ આમ જનરલી યુઝ કરતા હોઇએ છીએ જેથી અમે અ સારી રીતે ખાવા પકવવાનું બનાવી શકીએ અને અલગ અલગ ટાઇપનાં વ્યંજનો અમે દરરોજ રોજ બરોજ બનાવતા હોઇએ છીએ